અમદાવાદ ગુજરાત એક ખડબડાહટ મચાવતું શહેર સ્થાનિકો અને પ્રવાસીઓ માટે મનોરંજનનાં સ્થળોની વિવિધ શ્રેણી આપે છે જેમકે હું આજે વાત કરું કે રિવર ફ્રંટ નૌકા વિહાર જેને પણ કહેવાય છે ત્યાં મોટા પ્રસંગો જેમ કે ગરબાના પ્રસંગો થ થાય છે નાના મોટા નાટકો થાય છે અને બીજા હાસ્ય કલાકારો પણ ત્યાં આવીને તેમની કલાને રજૂ કરે છે ત્યાં અને જેમ કે હું બીજી વાત કરું કે ટાગોર હોલ ટાગોર હોલમાં તમને પણ બીજા બધા જેમકે સાંસ્કૃતિક કાર્યક્રમો અને નૃત્યના શૉ અને નાટકો થાય છે અને રાજપથ ક્લબ રાજપથ ક્લબમાં પણ તમેને જોવા જાવ તો

હાથથી બનેલા કપડાં જેમકે ખાદીનાં કપડાં હોય કે કઈપણ હોય તમને ત્યાં જોવા મળે છે સાંસ્કૃતિક કપડાં જે ગુજરાતીઓ પહેરે છે જેમને કેડિયા પણ કહેવામાં આવે છે ત્યાં તમને મળી જશે